આમ તો મને ઘણી બધી પેઈન્ટિંગ પસંદ છે અને તેમાંથી કોઈ એક ચિત્ર પસંદ કરવું અઘરું છે પરંતુ જો કોઈ એક ચિત્ર કે તે જીવનમાં આવી શકે એવું પસંદ કરવાનું હોય તો હું મોનાલીસા પસંદ કરું જે લિયોનાર્ડો ધ વિનસીએ બનાવેલું છે જો મોનાલીસા હકીકતે જીવનમાં આવે તો મને લાગે છે કે તે પોતાની બર્થ પ્લેસ અને ફેમેલી હોમ ની વિઝિટ કરશે જે ઈટલીના ફ્લોરેન્સમાં આવેલું છે કહેવાય છે કે મોનાલીસા પેઈન્ટિંગ એ લીસા ડેલ નામની મહિલા હતી તેના પરથી ઈન્સપાયર થયેલી છે જો તે ફરી જીવનમાં આવે તો તે પોતાના ફેમેલી હોમની વિઝિટ કરી શકે છે અને જે તેને ખાવાનું પસંદ હતું તે બધું ખાઈ શકે છે તેના જીવનમાં તે જે જે જગ્યાઓએ જતી તે બધી જગ્યાઓએ ફરીથી જઈ શકે છે અને તેના બાળકો અને તેનો હસબંડ એ એમની જે ગ્રેવ છે ત્યાં એ જઈને વિઝિટ કરી શકે છે અને આ ઉપરાંત મને લાગે છે કે મોનાલીસા ફરી પોતાના ગમતા વસ્ત્રો પેરી અને પોતાના ઘરમાં ચારે તરફ જઈ અને પોતે જે પહેલા કાર્યો કરતી હતી એ બધા ફરીથી કરવાનું પણ પસંદ કરી શકે છે